નમસ્તે સાહેબ હું પુંજાભઈ વાત કરી રહ્યો છું આપની ત્રણ ચાર દિવસ પહેલાં મેં આપની ટૅક્ષી બૂક કરી હતી જેમાં મારા અંગત કારણોને લીધે જે મારે જે આપણે બહાર જવાનું હતું તે બંધ કૅન્સલ રહ્યું છે જેથી ટૅક્ષી મારે કૅન્સલ કરવાની છે જે અગામી સમયમાં હું તમને જયારે પણ જવાનું થશે ત્યારે હું જણાવીશ જે મેં તમને ટૅક્ષી બૂક કરવામ પેટે રૂપિયા એકસો અને એલા એક હજારને પાંચસો રુપિયા આપેલા હતા જે મને મારાં વૉલેટમાં પરત કરવા અને જે આપની એપ્લિકેશનમાં મેં એપ્લિ અં ટૅક્ષી બૂક કરી હતી તે મને એક સો અં એક હજારને પ પાંચસો રૂપિયા મેં આપને ભાડાં પેટે આપેલા હતા જે મને પરત કરવા વિનંતી છે જે અગાઉ મારે જવાનું થશે તો હું તમને જણાવીશ અને જે મેં તમને ટૅક્ષી બૂક કરી હતી હવે એ ટૅક્ષી મારે કેન્સલ કરવાની છે જે આપણે આગળ શું કહેવાય આઉટડોર સ્ટેટમાં જવાનું હતું જે અગામી સમયમાં જવાનું થશે ત્યારે હું તમને ફરીથી જણાવીશ અને મારા અંગત કારણોને લીધે મારે આ ટૅક્ષી શું કહેવાય કૅન્સલ કરવી છે ને જે મારા મેં તમને ચૂકવેલ પેમેન્ટ મને પરત કરવા નમ્ર વિનંતી છે